હા તો એક જગ્યા છે કે જ્યાં અમે એક દિવસની જો રજા હોય તો અમે તરત જઈએ અને એક દિવસમાં પૂરો દિવસ માણીને અમે માણીને તરત પાછા આવી શકીએ તો એવી જગ્યા જે છે તો હું કહું તો એ મારા ઘરથી પચાસ કિલોમીટરનાં અંતરે ચોટીલા માતાજીનું મંદિર આવેલું છે જે કરીબ પાંચસો એક પગથિયાની ઉપર આવેલું છે આ ચોટીલા માતાજીનાં મંદિરનાં દર્શન કરવા માટે ચોટીલા એ જગ્યાનું નામ છે ત્યાં ચામુંડા માનાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે જેમાં ખાસ કરીને તો રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના જે વતનીઓ છે તેમને આ જગ્યા ખૂબ જ નજીક પડે છે ઘણાં બધા લોકો ત્યાંથી અહીં એક દિવસની જ્યારે રજા હોય ત્યારે ફરવા માટે થઈ ને આવે છે પાંચસો પગથિયાં ચઢીને ઉપર ડુંગરે આવેલું આ માતાજીનું મંદિર એ ધાર્યા કરતાં ઘણી બધી સારી સુવિધાઓ ઉપલબ્ધ રાખે છે જેમ કે ત્યાં બાથરૂમની વ્યવસ્થા છે ત્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં ચંપલ તમારા એક તરફ પડી રહે છે અને એટલાં પગથિયાં ચડ્યા બાદ જે મંદિરથી ઉપરનો નજારો જોવા મળે છે ને એના માટે થઈને લોકો ત્યાં ખાસ તો આવે છે માતાજીના આશીર્વાદ તો ખરા જ પણ જે નજરો ત્યાં ઉપરથી જોવા મળે છે ને એ એક અદ્ભુત અનુભવ છે પોતાનામાં સાથે સાથે બીજું ઘણું બધું છે કે જેને તમે વર્ણવી ના શકો ત્યાં માતાજીની ઘણી જ જૂની મૂર્તિ છે નવરાત્રિના દિવસો દરમિયાન આખા પર્વતને મતલબ પાંચસો પગથિયાં ઉપરથી નીચે સુધી એને સજાવવામાં આવે છે અને એ ઘણો જ મતલબ આહ્લાદાયક અનુભવ હોય છે કે જ્યારે તમે લોકો સવારના જો તમે ઘરેથી નીકળી જાઓ છો બરાબર છે સવારે જો તમે સાતેક વાગતા સુરેન્દ્રનગરથી નીકળી જાઓ છો તો તમે આઠેક વાગતાં આઠ સાડા આઠની આસપાસ તમે ચોટીલા પહોંચી જાઓ છો ચોટીલા માતાજીનું મંદિર જે છે એ ચોટીલા બાયપાસ પર જ આવેલું છે એટલે તમારે ગામમાં અંદર કે એવી રીતના વાહન કોઈ લઈને કશુંક જાવાની જરૂર નથી જો તમે પોતાનું વાહન લઈને જાઓ છો તો પણ અને જો તમે સરકારી વિનયનનો વાહનનો જો તમે ઉપયોગ કરતા હોય તો તમે આવી જ રીતના સમયસર પહોંચી જાઓ છો સાથે સાથે જે ત્યાંની આસપાસ જે વખણાય છે જેમ કે શંકરની ભેળ ત્યાં ખૂબ જ વખણાય છે માતાજીની ચુંદડી માતાજીના સાજ શણગારની વસ્તુઓ પણ માણસો ત્યાંથી લાવવાનું પસંદ કરે છે બાળકોને તે જગ્યા ખૂબ જ ગમે છે કારણ કે ત્યાં ઘણી વાર મેળા પણ હોય જ છે અવારનવાર ત્યાં કંઈક ને કંઈક પ્રસંગ શરૂ જ હોય છે આ સ્થળ ઉપર મંગળવાર અને રવિવારના દિવસોમાં ખૂબ જ ભીડ હોય છે કારણ કે ગુજરાતમાં મંગળવારનો દિવસ એ માતાજીનો દિવસ ગણવામાં આવે છે અને રવિવાર જાહેર રજા હોવાથી ઘણા બધા પરિવાર ત્યાં જવાનું પસંદ કરે છે વરસાદી ઋતુમાં આ પહાડનો નજારો જે છે એ ખૂબ જ અદ્ભુત હોય છે ઘણાં બધા લોકો જે છે ને એ ખાસ આ ડુંગરનાં દર્શન કરવા માટે થઈને ત્યાં આવે છે કહેવાય છે કે ચોટીલા ડુંગર જે છે એ ચપટી ધૂળથી માતાજીની ચપટી ધૂળથી ઊભો થયેલો છે જે રાક્ષસનું વધ કરવા માટે થઈને એને બનાવવામાં આવ્યો હતો તો આવી ઘણી મતલબ સારી સારી વસ્તુઓ છે જે તમે જોઈ શકો છો તમે માણી શકો છો તમને ખૂબ મજા આવે એવું છે હું અને મારા પરિવાર અમે તો હંમેશા જઈએ જ છીએ અને પ્રવાસીઓ જો ત્યાંથી બહારથી આવે છે જેને એક દિવસ પૂરતું દૂર નથી તો તેના માટે હોટલ ધર્મશાળા

એમાં જમવાનું છે રહેવાનું છે ઘણી બધી નાની મોટી સુવિધા ઉપલબ્ધ થઈ જાય છે તેની બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે તે પણ ખૂબ જ વિશાળ અને જોવાલાયક છે તે માણવાલાયક છે તે ખૂબ જ મતલબ આજકાલની પ્રજાને ગમતા એવા ત્યાં ફોટો પણ પડી શકે છે અને તે પણ એક ખૂબ જ ભવ્ય મંદિર છે તો આ બંને મંદિરોની મુલાકાત તમે એક દિવસમાં ત્યાંથી જ લઈ શકો છો તમને ખૂબ મજા આવે એવું આ જગ્યા છે તમને કંઈક ને કંઈક મતલબ તમને ત્યાંથી કથા ને એવું પણ સાંભળવા મળશે કે ચોટીલા ડુંગરની પાછળનો ઇતિહાસ શું છે એનું ધાર્મિક કારણ શું છે આવી કેટલી બધી એવી વાતો છે કે જેનાં કારણે તમને ચોટીલા જે મંદિર છે એની વિશેષતા જાણવા મળશે અને તમારા પરિવારને જો તમે ત્યાં આવો તો ખૂબ જ ગમશે તો હા ચોટીલાની મુલાકાત લેવી જોઈએ